થોડા સમય પહેલાં હું આબુ ફરવા ગયો હતો અને ત્યાં હું ટ્રેનમાં મેં ટ્રાન્સપો ટ્રાન્સપોટેશન કર્યું હતું અને તેની ટિકિટ ખૂબ જ ઓછી હતી બસો અઢીસો ટિકિટ હતી આવવા જાવાની તો ત્યાં તે ખૂબ જ યાત્રા સફળ થઈ અને ત્યાં ખૂબ જ મજા આવી મને રહેવાની કારણ કે ત્યાં ફેસ રહેવાની ફેસેલિટી અને હરવા ફરવાની ફેસેલિટી ખૂબ જ સુંદર હતી અને ત્યાંનું એટમોસ્ફિયર બી ખૂબ જ સારું હતું તેનું જેમ આબુમાં આપણે અલગ અલગ જગ્યાઓ છે જેમકે સાપુતારા છે માઉન્ટ એવરેસ્ટ છે તો ત્યાં ઘણીબધી ફરવાની જગ્યાઓ છે અને ત્યાંનું એટમોસ્ફિયર અને ત્યાંનાં લોકો ખૂબ જ સારી રીતે રહેતા હતા અને ત્યાંનું જે વાતાવરણ ખૂબ જ સુંદર હતું અને અમને ત્યાં ખૂબ જ રહેવાની અને ખાવા પીવાની ખૂબ જ મજા આવી અમે ત્યાં ફોટોગ્રાફી બી કરી અમે ગ્રૂપમાં ગયા હતા તો અમે ફ્રેન્ડસ ગ્રૂપમાં ગયા હતા તો અમને ખૂબ જ ત્યાં રહેવાની અને ઘણાબધા ફોટો પાડ્યા અને ઘણીબધી હિસ્ટોરિક મેળવી છે ઈ જગ્યા ખૂબ જ અમને અદ્ભૂત લાગી અને અમે પ્રિફર બી કરીએ છીએ કે ત્યાં વર્ષે એક વાર જવું બી જોઈએ કારણ કે ત્યાં ખૂબ જ મજા આવે છે અને ફ્રીડમ બી મળે છે લાઈફમાં તો આપણે ગમે ત્યારે અમે જ્યારે યાત્રા અમે પરત આવ્યા અમારે ઘરે તો અમે જ્યારે તેમનું બધું કાઢ્યું કેટલા થયા બધું કાઢ્યું તો ઓછા ખર્ચે અમારી યાત્રા એ સફળ થઈ હતી અને બધાના ભાગમાં અઢીસોથી ત્રણસો રૂપિયા આવ્યા હતા અને તે ખૂબ જ ઓછા ખર્ચે કરેલી યાત્રા હતી